લેખક લખતા હોય છે અને પોતાના વાચકને પોતાના વિચારો લેખન દ્વારા મોકલતા હોય છે અને અહીં જે સમસ્યાઓ એ થતી હોય છે કે લેખક કયા વિષય ઉપર લખે એ વિષયમાં એ કેવું ખેડાણ કરે એ કેવી પ્રકારની કૃતિઓનું સર્જન કરે કાવ્ય હોઈ શકે કે નિબંધ કે વાર્તાઓ હોઈ શકે નવલકથા હોઈ શકે તો લેખકના મનમાં એક હંમેશાં ચિંતા રહેતી હોય છે એક સ્વશંકા રહેતી હોય છે કે હું જે લખીશ તે મારા વાચકને ગમશે કે કેમ અને એની સાથે સાથે વાચકને હું મારે જે આપવો છે તે પ્રકારનો આનંદ કે સંદેશ હું મારી કૃતિ દ્વારા લેખક પહોંચાડતા હોય છે પોતાના વાચકોને તો એ હું કેવી રીતે પહોંચાડી શકીશ એટલે ઘણી વાર વિષયની પસંદગીથી કે એના વર્ણનથી એ એ વિષયનું નિરૂપણ જે રીતે થાય છે તે અંગે ચિંતા થતી હોય છે પણ સામાન્ય રીતે એનો સૌથી સહેલો ઈલાજ હું એ કરું છું કે હું મને ગમતા અને અગ્ર હરોળના એવા લેખકોના ખૂબ વાંચન કરું છું એમની વાર્તાઓ વાંચું છું એમની નવલકથા એમના નિબંધો એમના કાવ્યો અને એનાથી હું વ્યક્તિગત રીતે સમૃદ્ધ થતો થતો હોઉં છું અને એ મારા લેખનમાં પણ આડકતરી રીતે એ લાભદાયક બનતું હોય છે કે આવા વિચારો સમાજને આ પ્રકારનું આ લેખકે એક દોરવણી કરવા માટે નેતૃત્વ કરવાનું છે કે મારા લેખો દ્વારા મારી વાર્તાઓ દ્વારા હું સમાજને એક વિશેષ સંદેશ આપીશ અને આ જ્યારે આવે છે ત્યારે એક પ્રકારનો આનંદ પણ આવે છે અને લેખક હોવાનું ગૌરવ પણ થાય છે ઘણી વાર આપણી જ કૃતિ ફરી પાછી જ્યારે વાંચતા હોઈએ ત્યારે એવું લાગે કે હજી અધૂરું છે હજી એ પૂરતું નથી હજી વધું સારું બની શકે એમ છે અને એટલા માટે એ વિચારોને દૃઢ કરવા માટે એને સુચારું બનાવવા માટે ક્યાંક વધું પડતું થયું હોય તો એને ઓછું કરવા માટે ક્યાંક ઓછું થયું હોય તો એને વિસ્તૃત કરવાના માટે આ પુન વાંચન એ ખરેખર ઉપયોગી થઈ શકે આપણે જે લખ્યું છે અને તે વખતે આપણે લેખક તરીકે નહિ પણ એક વાચક તરીકે એ કૃતિને વાંચતા હોઈએ કે માનો કે કોઈકે લખેલી છે અને એક વાચક તરીકે હું એ જોઉં ત્યારે મને એમા કંઈક ઉણપો દેખાય છે મને એમ લાગે છે કે અહીં કંઈક સુધારાની જરૂર છે તો એ સુધારા હું કરી શકું અને આ પ્રકારની વારંવાર પુન લેખનની પ્રવૃત્તિના કારણે મૂળ કૃતિ વધારે સુંદર અને સુદૃઢ બનતી હોય છે મારા લેખનો માટે ખાસ કરીને હું લેખો લખું છું વાર્તાઓ લખું છું ત્યારે એ વાચકો પાસેથી એની સમીક્ષા એના એના અંગે એમને ગમ્યું શું હું હંમેશાં પૂછતો હોઉં છું કે આપને શું ગમ્યું શું ન ગમ્યું તે મને જણાવજો એ દ્વારા હું મનોમન મારી પોતાની પણ સમીક્ષા કરતો રહું છું કે મારી વાર્તાઓ મારા લેખો મારા વાચકને મારે જે દિશામાં લઈ જવા તા તે દિશામાં લઈ જઈ શક્યા છે કે નહિ માનો કે ન થઈ શક્યું હોય તો એ મારી ઉણપ છે અને તે હવે પછીની કૃતિઓમાં હું તેને કેવી રીતે સુધારી શકું એટલે આ આ પ્રકારનું એક સતત લેખકના માટે ચાલતી આ એક પ્રક્રિયા હોય છે કે પોતે વિચારે પોતાના વિચારોને કૃતિઓમા ઢાળે અને એ વાચકો સુધી પહોંચે એ વાચક જ્યારે એને વાંચીને ક્યારેક એના પ્રતિભાવ આપે ક્યારેક પ્રતિક્રિયા પણ આપે તો એના દ્વારા લેખક ઘડાતા હોય છે એવી સમીક્ષાઓ એવી એવા મિત્રો તદ્દન અજાણ્યા મિત્રો જેમ કે આપણે લખેલી કૃતિના કોઈક લેખિત સ્વરૂપમાં જવાબો આપે મેઈલ દ્વારા જવાબો આવે વ્યક્તિગત રીતે મળે ત્યારે કહે પત્ર દ્વારા તેઓ આપણને જણાવે ત્યારે સારું લાગે એમ લાગે કે આપણો જે હેતુ છે જે હેતુથી આપણે લેખન કાર્ય કરીએ છે તે હેતુની નજીક આપણે પહોંચી રહ્યા છીએ તેવું લાગે તો એનાથી વિપરીત પણ બને કે આપણી ધારણા હોય તેના કરતાં અલગ પ્રકારની સમીક્ષાઓ મળે ત્યારે આપણને એક જાતે જ વિચારવા માટેનું ભાથું મળી રહે કે એવું તો શું બન્યું કે જે મારો સંદેશો મારી કૃતિ દ્વારા આપવો હતો તે હું ન પહોંચાડી શક્યો અને મને તદ્દન અજાણ્યા લોકો દ્વારા એકાએક મળી જાય અને તે વખતે એ એ લોકો જે સમીક્ષા આપે એક એમાંય તમારી વાર્તા વાંચી મને બહુ ગમી મારા આખા પરિવારની સાથે અમે એને વાંચી એના પર ચર્ચા કરી આ પ્રકારની સમીક્ષાઓ જ્યારે મળતી હોય છે ને ખાસ કરીને અજાણ્યા લોકો કે જે લોકો અને અચ્છા આપ એ લેખક છો અમે તો તમને વખતથી વાંચીએ છીએ સાંભળીએ છીએ એવું જ્યારે કહે ત્યારે આપણા મનને સંતોષ થાય અને એનાથી આપણને એ લોકો સૂચવતા પણ હોય કે આ પ્રકારનું તમે જે કર્યું હતું ને એવું વધારે કરો અમને એ ગમે છે સમાજને પણ માટે એ ઉપયોગી થઈ શકે એમ છે આમ આ પ્રકારની રચનાત્મક કે ક્યારેક નકારાત્મક બંને પ્રકારની સમીક્ષાઓ આપણને વધું જ સારા લેખક બનવાને માટે પ્રેરિત કરતી હોય છે